જે બાળકો દિવ્યાંગ બાળકો છે અંધ છે બધિર છે એવા બાળકોમાં એક હિડન ટેલેન્ટ હોય છે અને એ ટેલેન્ટને બહાર લાવવા માટે જો આપણે તેમને સારું શિક્ષણ આપીએ એમની સહાયતા કરીએ તો એ બાળકો ઘણાબધા આગળ જઈ શકે છે અને તેમની કોઈની ઉપર ડિપેન્ડ રહેવું નથી પડતું અને એ લોકો પોતાની રીતે જ આગળ વધે છે પોતાની જીવન જરૂરિયાતનું રોજબરોજનું કામ કોઈની બી મદદ વગર કરી શકે છે આવા બાળકો માટે અહીંયાં આણંદમાં વિદ્યાનગરમાં એક ટ્રેનિંગ સેન્ટર ચાલે છે અને એ ટ્રેનિંગ સેન્ટર બહુ સારું કામ કરે છે અમારા જ એક ફ્રેન્ડના બાળકને થોડોક પ્રોબ્લેમ હતો તો એ બાળક સમજી નહોતું શકતું અને જે બોલવા માંગે એ કોઈ બીજું સમજી નહોતું શકતું તેને બોલવાનું અને સાંભળવાનું થોડો પ્રોબ્લ્મ હતો તો એ બાળકને એ લોકોએ એટલો સારી ટ્રેન કર્યો છે કે અત્યારે એ બાળક ચોવીસ વર્ષનો થઈ ગયો તો પણ એક વ્યવસ્થિત એક નોર્મલ માણસ વ્યક્તિની જેમ એ બિહેવ કરે છે એના ઘરે કોઈ મહેમાન આવે કે કોઈને કોઈ માંદું હોય તો પણ એ એને હેલ્પ કરી શકે છે અને પોતે પોતાનું રૂટિનનું કામ પોતાની જાતે કરે છે એને કોઈની ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી એટલે આવી કોઈ શાળાઓ જો કોઈ ટ્રેનિંગ સેન્ટર હોય તો એ બહુ સારી વાત છે આવા વ્યક્તિઓને આપણે આગળ લાવી શકીએ છીએ